હેલો સર ભારત ગેસમાંથી બોલું છું સર મારે ગેસ સિલિંડર સર બદલાવાનો છે સર તમારું એડ્રેસ બદલાવાનું છે તો જે સર મારું હાલનું એડ્રેસ છે એની જગ્યાએ સર મારું નવું એડ્રેસ લખવાનું છે તો સર મારું નવું એડ્રેસ છે સુરત અડાજણ અડાજણ જહાંગીરપુરા ગ્લોબલ ન્યૂ એ ટુ ત્રણસો ચાર તે મારું નવું એડ્રેસ છે તો સર જે જૂનું એડ્રેસ છે સર તેને રદ કરજો અને સર અમારું જે નવું એડ્રેસ છે તેમાં તે અપડેટ કરવાનો છે તો સર તમારું મોબાઈલ નંબર તમારો મોબાઈલ નંબર છે ડબલ નાઇન ઝીરો ટ્રિપલ ઝીરો વન વન વન તો સર આ નવા સરનામા તમે અમારી આ બધી અપડેટ